હલ્લો કોણ બીનાબેન બોલો હા બીનાબેન એક કામ પડ્યું છે તમારું થોડુંક થોડુકં વધારાનું કામ કરી આપવું પડશે તમારે જો જો આજે જ પંખા સાફ કરવાના છે પછી કબાટ સાફ કરવાનું છે પછી થોડુંક ઝાપડ ઝૂપટ કરવાનું છે કરી આપશો ને તમે થોડોક ટાઇમ તમારો ફાળવીને પણ એમ કરો ને થોડાક દિવસ થોડું થોડું કામ કરતાં જઈશું થોડુંક આજે કરી દો થોડું કાલે કરી દો એક હારે ન કરતાં થોડુંક ટાઇમ તો કાઢો તો થઈ જાય

હા પણ હા તો કાંઈ વાંધો નહીં તમે થોડુંક તો પંખા ને એવું તો આપણે કાલ સાફ કરી લઈએ હેં આના પછી હા અને પછી આપણે ધીમે ધીમે પછી આ હવે આ નોરતા ને ચાલું થાય છે તો પછી આપણે ભાગરું થોડુંક સૂકવવાનું છે કારણ કે તમને તો ખબર છે કે અમે કરી નથી શકતા તમારે હેલ્પ તો કરવી જ પડે ને પછી બીજા કામવાળાને કહીએ છીએ તો એ આવતા નથી

હા એમ તો ચાલશે પણ બને તો બને તો થોડુંક વધારે ટાઇમ ફાળવવાનું કરજો ને એકાદો દિવસ મારે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો વાંધો નહીં પણ પછી તો તમે એક હારે થોડું કામ કરી દો તો સારું ને ઓલું તો કેટલા દિવસ પછી નીકળી જાય બીનાબેન હા હા બધાયનાં પણ બધાયનાં કાંઈ અમારા જેવા તો પ્રોબ્લેમ નથી હોતા અને પૈસા અમે વધારે આપી દઈશું તમને એવું હોય તો આપણે વધારાનાં કામના તો અમે આપીએ છીએ આમેય એમ કેટલાં કામ તમે રાખ્યાં છે બધાયનાં કામ એટલે હા કામ ભલે તમારે કરવાં પડે પણ તમને અમારી પરિસ્થિતિની તો ખબર જ છે ને કે કે ભાઈ તમારે નવાં જૂનાં કામ તો કરી જ આપવા પડે સારું સારું હા કંઈ વાંધો નહીં ચાલો પણ તે કરવાનું તમારે જ છે હોં